હલો રાહુલ હા કેવી ચાલે તૈયારી મારે ચાલે છે હવે ઠીક ઠીક યાર હા એટલે વંચાય તો છે પણ પહેલાં જેટલું નથી વંચાતું હવે કંટાળો આવે છે યાર હં હું શું કહું આ પેલું આપણે બાયોમેટ્રિકનું આવ્યું છે ખ્યાલ છે અલા યાર મૅસેજ આવ્યો છે મારામાં આપણે પેલી તલાટીની એક્ઝામ છે ને તો એની પહેલાં બાયોમેટ્રિક કરાવવું પડશે હા તો ઓલ પેલું આધાર કાર્ડની ઝેરોક્સ ને પાસબુક ને આપણી ફિંગરપ્રિન્ટ ને એ બધું જોઇશે એમાં ના અલા એક્ઝામનાં બે ત્રણ દિવસ પહેલાં જ કરવું પડશે આ બધુંય હા તો હું તને શું કહું જો હું છે ને આપણે સત્યાવીસે એક્ઝામ છે ને તો હું ચોવીસ ત્રેવીસ આજુબાજુ તારાં ઘરે આવી જઇશ બરાબર મારું સેન્ટર ત્યાં બાજુમાં જ છે હા એટલે નજીક પડે ને આપણે બેને એમ હા કઈ વાંધો નહીં તો જો હું ચોવીસ ચોવીસ તારીખે આવી જઇશ બરાબર તારા ઘરે હા તો પછી ચોવીસ તારીખે આવી ને પચીસ તારીખે આપણે પેલું બાયોમેટ્રિક પતાવી દઈએ જે હોય એ હા પછી તો પેલું ઝેરોક્સ ને એવું બધું તૈયાર રાખજે તું પાછો ત્યાં જઈને પછી લોચા થશે પાછા આપણે હં તો તું ઝેરોક્સ કઢાવી રાખજે પછી આપણે ચો પચીસ તારીખે જઈને બધું પતાવી દઈએ બાયોમેટ્રિક્સનું જે હોય એ અને પછી સાંજે થોડીક તૈયારી કરી લઈએ હા તે કંઈ વાંધો વાંધો નહીં ચાલ ઓકે ઓકે હા મળીએ